આજે મારા પ્રથમેશે ઢોસાની ફરમાઈશ કરી એટલે હું તો ઢોસાની તૈયારી માટે લાગી ગઈ ચોખા ધોયા દાળ ધોઇ અને એને પલાળી દીધી પછી સાંજે ચાર વાગે વિશાલનો ફોન આવ્યો કે આજે આપણે બહાર જવાનું છે એટલે મેં વાટી અને ખીરું ફ્રીજમાં મૂકી દીધું રાત પડી સવાર પડી એટલે સવારે ફરીથી કંઈક કામ આવ્યું અને એ ઢોસા હું બનાવી ના શકી એટલે એ મેં ફ્રિજમાં ખીરું મૂક્યું ભૂલી ગયા પછી તો મેં જોયું જ નહીં ફ્રિજમાં અને ખીરું તો બધું તપેલાની બહાર ઊભરાઈને આવી ગયેલું આખું ખાનામાં ખીરું જ ખીરું ઢોસો તો ઢોસાનુ ખીરું એક નહીં જાણે એવું લાગ્યું કે ત્રણ ચાર ઘરના ઢોસાનું ખીરું પલાળ્યું હોય ને એટલું બધું વધી ગયેલું અને આખું ફ્રિજ મારું ખરાબ થઈ ગયેલું એ પછી મેં આ ભૂલ કરી અને સુધારી અને હવે નક્કી કર્યું છે કે આજ પછી ક્યારેય ઢોસાનું ખીરું ઘરે બનાવવું નહીં